સમાજમાં નાગરિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ન્યાય પ્રથામાં સૌ પ્રથમ તો જે સમાજની અંદર પોલીસનો જે ડર છે એ ડર દૂર થવો જોઈએ પોલીસ ને એવું બીહેવિઅર કરવું જોઈએ એવું વર્તન કરવું જોઈએ કે સમાજમાં રહેલાં નાગરિકોને એવું થાય કે આ અમારા કોઈ પેલા સાહેબ નથી અમારા સમાજનાં જ એક નાગરિક છે અને અમે એમની સાથે ખુલીને વાત કરી શકીએ તો એક આ બદલાવના કારણે સમાજમાં ખૂબ વધારે અસર થશે જેથી જે લોકો પોલીસથી ડરીને ઍફ આઈ આર કરવા નથી જતાં પોલીસ કેસ નોંધાવતા નથી તેવી ઘણી બધી બાબતો જે નાની નાની બાબતો છે જેમાં પોલીસને અ નાગરિકો સ ઇન્વોલ્વ કરવા માગતા નથી કે સમાવેશ કરવા માગતા નથી તેવી ઘણી બધી બાબતોમાં નાગરિકો જાગૃત થઇને પોલીસનો ડર રાખ્યા વગર પોલીસને બધી જ બાબતોમાં ઇન્વોલ્વ કરવા લાગશે તો સમાજમાં જે ગુનાખોરીઓનું પ્રમાણ જે વધી રહ્યું છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે તેમજ ન્યાય પ્રથામાં બીજું એક એ સુધાર કરવો જોઈએ કે જે હાલમાં અત્યારે જે ગુનાખોરી વધી રહી છે જે દૂષણો વધી રહ્યાં છે એ દૂષણો સામે અ અમદાવાદ શહેરની પોલીસને વડોદરા મોકલવી સુરતની પોલીસને અમદાવાદ મોકલવી અને અમદાવાદમાં ચાલતાં જેમ અ પોલીસને વર્ષની અંદર બે કે ત્રણ વાર અદલ બદલ કરવી અને એક અઠવાડિયા સુધી અદલ બદલ કરવી જેનાથી જે શહેરમાં જે ગુનાખોરી પ્રવૃત્તિઓ ચાલે છે જેમ કે જે આપણા સ્લમ વિસ્તારો છે ઝુંપડપટ્ટીના વિસ્તારો છે એમાં દારૂનું પ્રમાણ વધુ છે દારૂ વધુ વેચાય છે લોકો દારૂ વધુ પીવે છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ બને પણ છે વેચાય પણ છે અને લોકો પીવે પણ છે એવી જ રીતે ઘણાં બીજા પણ દૂષણો પણ છે જેમ કે જુગાર રમે છે અ જુગાર રમે છે જુગારના અડ્ડાઓ ચલાવે છે ક્લબો ચલાવે છે તો આ બધા જે ગુના ગુનાખો ગુનાખોરો છે જે બુટલેગર વ્યક્તિઓ છે એ લોકોનું પોલીસ સાથે સાંઠગાંઠ થઇ જાય છે તો આ સાંઠગાંઠને દૂર કરવા માટે દર ત્રણ મહીને દર ત્રણ મહીને એકવાર પોલીસની અદલા બદલી કરીને આ સાંઠગાંઠ ના બનવી જોઈએ એનું ન્યાય વ્યવસ્થામાં કંઈક સુધારો આવવો જોઈએ જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે